મને જમવાનું બહુ ગમે છે અને એમાં પણ જો સાથે મહેમાનો કે દોસ્તો હોય તો એ જમણવારમાં તો મજા જ આવી જાય એવી જ રીતે અમારા ત્યાં એક પ્રસંગ હતો જેમાં અમારા ઘરનું ઉદ્ઘાટન દરમ્યાન ત્યાં એક મોટી પૂજા રાખી હતી જેના પછી જમણવાર હતો એ જમણવારમાં મે મારા દોસ્તો જોડે નવી નવી ચાટની આઇટમો મીઠાઈઓ અને બહુ બધી જુદી જુદી સબ્જીઓ ચાખી હતી અને એ જમ્યા પછી અમે લોકો ભેગાં મળીને આઇસક્રીમ ખાવા માટે બહારે પણ ગયા હતા